અમરેલી જીલ્લામાં પ્રવાસન માટેના ખૂબ સારા સ્થળો છે જેમકે અહીંયા સંતોની જન્મભૂમિ જેવી કે ભોજા ભગતનું ભોજા ભગતનું જન્મ સ્થળ છે એ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજનું જન્મ સ્થળ ધારી છે પણ આ ફતેપુર નામનું સ્થળ છે આ ઉપરાંત અહીંયા આપણે સ્થાપત્ય અથવા તો પુરાતત્વ માટે મહત્વનું એવું સ્થાન એવું આપણે અહીંયા ગુફાઓ છે બૌદ્ધની ગુફાઓ છે એ એ જે પણ જોવા લાયક સ્થળ છે ઉપરાંત અહીંયા આગળ પર્યટન માટે નેચરલ પ્રાકૃતિક સ્થળો પણ બહુ સુંદર છે જેમકે ઝમઝેરનો ધોધ છે સેતૃંજી નદીનો સરસ મજાનો કાંઠો છે એ ઉપરાંત અહીંયા ઈતિહાસને લગતા પણ કેટલાક સ્થળો છે હિસ્ટોરિકલ સ્થળ જેને કહી શકાય તે એવા સ્થળો પણ અમરેલીમાં ઘણા જોવા મળે છે એ એ રીતે અમરેલીમાં આમ તમે જોવો તો ધાર્મિક સ્થળો પછી છાણીના ડુંગરો કે જ્યાં આગળ બૌદ્ધની ગુફાઓ છે એને આપણે ઈતિહાસના સ્થળો કહી શકીએ સાંસ્કૃતિક સ્થળો પણ અહીંયા આગળ ઘણા છે જેમકે અમરેલી પોતે જ ગાયકવાડ સ્ટેટનું નગર છે તો અહીંયા ગાયકવાડના સરસ મજાનાં કિલાઓ ગાયકવાડની રાણી એ રીતે ઈતિહાસની દ્રષ્ટિએ પણ આ નગરી ઉપરાંત લાઠી એમકે કવિ કલાપીનું જન્મ સ્થળ છે તો અમરેલીમાં પોતે રમેશ પારેખ એનું જન્મ સ્થળ છે તો સાહિત્યની દ્રષ્ટીએ કેટલાય કવીઓનું જન્મ સ્થળ સંસ્કૃતિક સ્થળો વગેરે પણ અહીંયા ખૂબ જોવા મળે છે